અમારી સ્કૂલમાં લાઇબ્રેરી તો ન હતી પરંતુ લાઇબ્રેરી સિવાય પણ પુસ્તકોનો ભંડાર મારા ઘરે જ હોવાથી વધારે પડતા પુસ્તકોનો શોખ નાનપણમાં જ આટલો તો નહી પણ થોડો ઘણો રહેલો છે વાર્તા સંગ્રહો પણ વાંચેલા છે અમુક અમુક બાળ વાર્તાઓ હોય કે પછી સામાન્ય ગુજરાતી સાહિત્યની એવી વાર્તાઓ કે જે આપણે વાંચવામાં મઝા આવે કોઈપણ ઉમરના વ્યક્તિને તેવી વાર્તાઓ વાંચેલી છે અમુક વાર્તાઓ છે જે ભાષાંતર પામે અને ગુજરાતી સાહિત્ય તરફ આવી હોય જેમકે ઇસપની વાતો હોય કે પછી અરેબિયન નાઇટ્સ નામનું પુસ્તક હોય કે જેની અંદર સાઉદી અરેબીયાની વાર્તાઓની વાત હોય આવા પુસ્તકો પણ વાંચ્યા છે આ પુસ્તકોની અંદર જે બાળ માનસ છે તેને કલ્પના શક્તિ ખિલવવાનું બહુ મોટો ફાળો હોય છે કારણ કે બાળક છે તે સામાન્ય રીતે અત્યારની આધુનિક ટેકનોલોજી જેટલું વસ્તુઓ મેળવેલ ન હતું ત્યારનું બાળક ત્યારના બાળક માટે મનોરંજનના સાધનો એટલે ટેલિવિઝન હતું એ સિવાય રમતો હતી જે શારીરિક રીતે બહાર જઈને રમવી પડતી અત્યારના સમયની જેમ ફોનમાં ન રમી શકાતી અને ઈ સિવાયની વાત કરીએ તો ખૂબ જ મહત્વનો ફાળો પુસ્તકો બની જતા કારણ કે તે પછી છાપાની અંદર આવતી વાર્તાઓથી બાળ ભાસ્કર જેવા આ પૂર્તિની અંદર આવતી વાર્તાઓથી શરૂ કરી અને અત્યારની જે અગાઉ સંદર્ભે વાત થઈ એવી બાળ વાર્તાઓ ઇસપની વાર્તાઓ હોય અકબર બિરબલની વાર્તા હોય કે પછી અરેબિયન નાઇટ્સની વાર્તા હોય આ સિવાય પણ ઘણી વાર્તાઓ હોય છે જે બાળ વાર્તાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે જેમકે ઇલિયડ છે એ ગ્રીક દેશની વાર્તા છે પરંતુ તેને બાળકોના સંદર્ભમાં પણ થ્રોઝન હોર્સની વાર્તા આપણને કરવામાં આવે છે અને એ વાર્તા પણ આપણને કલ્પના શક્તિ બીજા સાંસ્કૃતિક પરિપ્રેક્ષની માહિતી બધું પૂરું પાડતી હોય છે કારણ કે આ વ્ય વ્યક્તિત્વને ખિલવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે બાળક અલગ અલગ વ્યક્તિઓના વિચારોને સમજે છે અલગ અલગ ઉંમરના વ્યક્તિઓના મનમાં શું ચાલ ચાલે છે અલગ અલગ સમસ્યાઓનો ઉકેલ શોધવો હોય તો તેના માટે કેવાં કેવાં પ્રયત્નો થઈ શકે અથવા તો કેટલીક વાર આપણે જાણીએ છીએ કે અમુક જે માહિતી છે તે સહજ રીતે ફક્ત માહિતીના રૂપમાં જ પ્રસ્તુત કરવામાં આવે તો કંટાળાજનક લાગે છે પણ તેજ માહિતી વાર્તાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે તો તે આનંદદાયક લાગે જેમકે સૌરાષ્ટ્રની રસધાર છે તે એક ઐતિહાસિક ઘટનાઓ અથવા તો સાંસ્કૃતિક ઘટનાઓનો જ સમૂહ છે પરંતુ મેઘાણીજી એને વાર્તાના સ્વરૂપમાં વણી અને વ્યક્તિઓ સમક્ષ પ્રસ્તુત કરી છે તે પણ કોઈ બાળક વાંચે તો શૂરવીરતા સંસ્કૃતિ વગેરેના વિચારો બાળકના મનમાં ખૂબ જ સરળતાથી સહજતાથી પ્રસરવા મળે અને આ કાર્ય વાર્તાઓના પુસ્તકો ખૂબ સરળતાથી કરે પુસ્તકોની વાત કરીએ તો પુસ્તકોમાં જે વાર્તા અને સાહિત્ય નથી તે પણ પુસ્તક જ ગણી શકાય અને ઈ પુસ્તકની બીજી શ્રેણી કે જે છે માહિતી પ્રદાન કર્તા શ્રેણી તે વાંચવાનું ખૂબ મોટો તો મહાવરો નહીં પરંતુ થોડા ઘણા અંશે વાંચેલી ગણી શકાય એવી પુસ્તકો હોય તો ઇતિહાસની પુસ્તકો છે તે બિપિન ચંદ્ર હોય કે પછી રાજીવ આહિરના પુસ્તકો હોય આ બધાં પુસ્તકો છે તે ઇતિહાસનું સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રમાણે જ્ઞાન આપે પણ અમુક જો પુસ્તકો હોય છે તે એજ ઘટનાઓનું વાર્તાના સ્વરૂઓમાં જ્ઞાન આપતાં હોય છે બાળકો માટે આવાં પુસ્તકો જે પ્રસ્તુત હતાં તે પણ મેં વાંચેલાં છે અને તેની વિષે જ્ઞાન મેળવેલું છે આ સિવાયની વાત કરીએ તો જે એવાં પુસ્તકો કે જે અભ્યાસ ક્રમનો ભાગ હોય છે તેતો આપણે વાંચતાં જ હોઈએ છે પરંતુ અભ્યાસ ક્રમ સિવાય અમુક જે ચિત્રાત્મક પુસ્તકો આવે કે જે ફક્તને ફક્ત ચિત્રના માધ્યમથી વાર્તાઓ કહેતા હોય આવા પુસ્તકોનો પણ મેં અભ્યાસ કર્યો છે અને એમના દ્વારા ચિત્રોને સમજ્યાં છે વણ્યા છે અને એનાથી જ વાર્તાને એક બીજા સાથે જોડી અને વાર્તાને વધારે સારી રીતે પોતાની અંદર ઉતારી છે આજે મુખ્ય છે મુહાવરો એને લીધે વાર્તા વધારેને વધારે સારી રીતે મારી અંદર ઉતરી આવી છે અને પુસ્તકોએ ખૂબ મોટો ફાળો આપ્યો છે મારા ચારિત્રના વિકાસમાં